હા હા બોલો ને

હા બરાબર તો તમારો આ પહેલો ડોઝ પહેલી વખત જ તે મૂકાવો છો કે આ તમારો બીજો કે બુસ્ટર ડોજ છે અચ્છા તો પહેલો ડોઝ જ છે ને

હા તમે નવથી પાંચના સમયમાં આવી જજો હોસ્પિટલે તમને વેકસીન મૂકી દેવામાં આવશે

નવ થી પાંચનો ટાઈમ છે પણ જો તમે તમારે પાંચ વાગ્યા પછી આવવું હોય તો તમે પાંચ થી છમાં આવી શકો છો તો થોડુ આપણે ટાઈમને હજી થોડોક લંબાવીશું તમારે જો ન અનુકૂળ થતું હોય તો આવી શકો છો

જો કોઈ પણ વેકસીન મૂકાવો ને તો આવા જીણા જે નાના મોટા સિમ્પ્ટમ છે તાવ થોડો તાવ આવી શકે છે વેક્સીને જે હાથ પર વેક્સિન મુકાવી છે એ હાથ થોડોક દુખી શકે પછી વોમિટિંગ જેવું થાય થોડુંક માથું દુઃખે એવું તો થાય જ તે પણ એમના માટે તમને એક તાવ ના આવે કે હાથ ના દુઃખે એના માટેની દવા આપીશું તમે એ વેક્સીન મૂકાવીને જમીને ખાઈ લેજો તો તમને એવું કાંઈ નહીં થાય વેક્સીન મુકાવે એટલે આવું જનરલી આવું તો થતું જ હોય છે તો એવું કદાચ કોઈકને ના પણ થાય અને થઈ પણ શકે તો એ કાંઈ બહુ મોટી વાત નથી એવું થતું જ હોય છે હા હા સારું તમે કોલ કરીને આવજો આવો ને ત્યારે હા સારું